જી પાસપોર્ટ ઓફિસમાંથી બોલું છું હું આપની શું સેવા કરી શકું

અચ્છા આપના બાળકની ઉંમર કેટલી છે એ જાણી શકું બરાબર એના જન્મનું સર્ટિફિકેટ કરાવેલું છે આપે અચ્છા તો એ જન્મના સર્ટિફિકેટની એ ઓરિજિનલ નકલ અને ઝેરોક્ષ નકલ જોઈશે એ એ સિવાયના ડોક્યુમેન્ટ્સમાં આધારકાર્ડ બનાવેલું છે બાળકનું ઓકે તો એનું એક તૈયાર ફોર્મ આવે છે એ ફોર્મ ભરી અને એમાં વાલીની સહી જોઈશે એટલે આપની અથવા આપના હસબંડની સહી સાથે એ ફોર્મ સબમિટ કરવાનું રહેશે એમાં મેં કહ્યું એ જી

ના ગમે તે એક ગાર્ડિયનની સહી ચાલશે બરાબર એટલે હા હા જી હા જી એટલે તમારા ઇન્ડિયન પાસપોર્ટ તમારી પાસે હશે તો એ પાસપોર્ટની કોપી જે આવે એને પોતાના પાસપોર્ટની કોપી સાથે રાખવી પડશે ઓરિજિનલ તમે સાથે લેતા આવજો વેરિફિકેશન માટે એ વેરિફાઇ કરી અને ઝેરોક્ષ લઈને પછી તમારો ઓરિજિનલ પાછો આપીશું જી બીજું કંઈ આપને પૂછપરછ કરવી હોય તો જી એ ફી સમયે સમયે જે હોય જે અમલમાં એ પ્રમાણે ફી લેવામાં આવે છે પણ એ જો શક્ય હોય તો તમે રૂબરૂ આવશો ત્યારે તમને સમજાવી દઈશું ત્યારે જે પ્રવર્તમાન ધોરણો હશે એ અનુસાર ફી લેવામાં આવશે બરાબર છે

હા જી એટલે તમે જે આ વિગતો આપશો એ ઓનલાઇન સબમિટ થાય છે અને હવે ઓનલાઇન પ્રોસેસ છે એટલે લગભગ દસથી પંદર દિવસમાં તમારો પાસપોર્ટ પ્રિન્ટ થઈ અને તમારા ઘરે તમને કુરિયર મારફત મળી જશે બરાબર છે ઓકે આભાર આવજો